ગુજરાતમાં વ્યાપાર અને સ્થાનિક સમાજ વચ્ચેના સબંધો વ્યાપક અને ગહન છે વ્યાપારિક સંસ્થાઓ એવી જ રીતે સ્થાનિક સમુદાય સાથે જોડાણ કરે છે અને સામાજિક જવાબદારી પણ નિભાવે છે આ રહી છે કેટલીક મહત્ત્વપૂર્ણ રીતો છે જેમાં ગુજરાતના વ્યાપાર સમાજ સાથે ગાઢ રીતે જોડાય છે પ્રથમ જોઈએ તો સામાજિક જવાબદારી જેને અંગ્રેજીમાં કોર્પોરેટ સોશિયલ રિસપોન્સિબિલિટી પણ કહેવામાં આવે છે સીએસઆર ગુજરાતની ઘણી મોટી કંપનીઓ અને ઉદ્યોગો જેમકે ટાટા અદાણી જાયડસ અને અમુલ સામાજિક જવાબદારીઓની પાંખ હેઠળ મોટા પાયે સામાજિક કાર્ય કરી રહ્યા છે આમાં શિક્ષણના ક્ષેત્રમાં સહાયતા આરોગ્ય સુવિધાઓ ગરીબો માટે માળખાગત સુવિધાઓનું નિર્માણ વગેરે પણ સામેલ છે ઘણી કંપનીઓએ ગામડાઓમાં બાળકો માટે શાળાઓનું પણ નિર્માણ કર્યું છે ટેલેન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સ ચલાવ્યા છે અને યુવાનોને સશક્ત બનાવવા માટે તાલીમ કેન્દ્રો પણ સ્થાપ્યા છે પછી જોઈએ તો સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ ગુજરાતના કેટલાક ઉદ્યોગો શૈક્ષણિક સંસ્થાઓ સાથે મજબૂત જોડાણ ધરાવે છે જેમકે અદાણી ગ્રૂપ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ શિક્ષણિક મંડળો સાથે પાર્ટનરશીપ બનાવીને સ્કિલ ડેવલોપમેન્ટ અને ટેકનિકલ શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કંપનીઓ શિક્ષણમાં રોકાણ કરીને વ્યાપક આઉટરીચ કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ ચલાવે છે જે વિદ્યાભવન સંશોધન કેન્દ્રો અને તાલીમ કેન્દ્રોની સ્થાપનામાં મદદરૂપ થાય છે પછી જોઈએ તો આઉટરીચ પ્રોગ્રામ્સ અને સ્થાનિક સંચાલન વ્યાપાર ક્ષેત્ર સ્થાનિક સમાજ સુધી પોંહચાડવા માટે વિવિધ આઉટરીચ પ્રોગ્રામ્સનું આયોજન કરે છે ટાટા ગ્રૂપ અને નિરમા કંપનીઓ ગામડાઓમાં આરોગ્ય શિબિર કૌશલ્ય વિકાસ કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રસંગો અને શિક્ષણ મેડલ્સ જેવા કાર્યક્રમો યોજે છે આમાંથી કેટલાક કાર્યક્રમો સ્વયંસેવી સંગઠનો અને સરકારી સંસ્થાઓ સાથે સહયોગમાં ચલાવામાં આવે છે પછી આવે છે સ્વ સેવા કેન્દ્રો અને માહિતી સર્વિસિસ મોટી બિઝનેસ કંપનીઓ ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ સ્વ સેવા કેન્દ્રો દ્વારા સ્થાનિક સમુદાય સાથે જોડાય છે ભારતીય સ્ટેટ બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવી બેન્કોએ નાના ગામડાઓ અને શહેરોમાં એટીએમ ગ્રાહક સેવા કેન્દ્રો અને મોબાઈલ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે આ સુવિધાઓ લોકો સુધી સરળતાથી પહોંચે છે અને આવા સેવાઓના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું સામાજિક અને આર્થિક વિકાસ થાય છે પછી આવે ટેક્નોલોજી અને ડિજિટલ માધ્યમ જે કંપનીઓ સ્થાનિક સમુદાય સાથે એસએમએસ વ્હોટસએપ ગ્રૂપ્સ મોબાઈલ એપ્સ અને સોશિયલ મીડિયા જેવા ડિજિટલ માધ્યમથી સંપર્ક કરે છે ખાસ કરીને જસુબેન પિજા જેવા નાના બિજનેસ એસએમએસ અને વ્હોટસપના માધ્યમથી તેમના ગ્રાહકો સાથે સતત જોડાયેલા રહે છે મોટી કંપનીઓ પણ કસ્ટમર એન્ગેજમેન્ટ માટે એસએમએસ એલર્ટસ મોબાઈલ નોટિફિકેશન અને ઓનલાઇન ફીડબેક સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમ ઝોમાટોના અલગ અલગ નોટિફિકેશન આપણને મળે છે મોટીવેશનલ લેક્ચર્સ અને વિઝિટ પણ આમાં સમાવેશ થાય છે અરુણ શાહ વાકો અને કરશનભાઈ પટેલ નિરમા જેવા ઉદ્યોગપતિઓ ગામડાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં જતા હોય છે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે પોતાની પ્રેરણાદાયી વાતો કરે છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સ્થાનિક યુવાનોને પ્રેરણા મળે છે અને તેમના તરફ વેપાર ક્ષેત્રે રસ પણ વધે છે સ્થાનિક કાર્યો માટે સાથ આપવો એ પણ આમાં એક સમાવેશ કરતી બાબત છે મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગો પણ સ્થાનિક સમાજને સીધા અથવા આડકતરી રીતે મદદ તો કરે છે જસુબેન પિઝા જીજી આઇસક્રીમ અને કામધેનુ ડેરી જેવા બ્રાન્ડ્સ સ્થાનિકો સાથે સીધો સંપર્ક સાધીને શ્રમ અને સેવા પૂરી પાડે છે આના કારણે સ્થાનિક સમુદાયને રોજગાર અને આવકના નવા સ્રોતો મળી રહ્યા છે સાંસ્કૃતિક અને ધાર્મિક સાથે જોડાણ ગુજરાતમાં ઘણી કંપનીઓ લોકપ્રિય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળામાં પ્રોત્સાહક તરીકે ભાગ લે છે જેમકે અમુલ ટાટા અદાણી અને રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગો દરેક વર્ષે ગાંધીનગર અને અમદાવાદમાં આયોજિત ખેડૂત મેળા ગાયન નૃત્ય કાર્યક્રમો અને ગણેશ ઉત્સવ જેવા પ્રસંગોમાં કંપનીઓ પ્રદાન અને સેવાઓ દ્વારા સામેલ થાય છે પછી આવે છે વિસ્તાર અને વિલીમ અમુલ અને રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગો નાના અને મીડિયમ સાઇઝના બિઝનેસ સાથે જોડાયને કે વિલીમ કરીને આગળ વધતાં હોય છે જે સામાન્ય રીતે સ્થાનિક વેપારીઓ અને સમાજ સાથે વેપારી જોડાણમાં આવકાર કરે છે ગુજરાતમાં ઉદ્યોગો અને સમાજ વચ્ચેના આ બધા જોડાણો માત્ર આર્થિક લાભ માટે નહીં પણ સામાજિક પ્રગતિ માટે પણ સહાયક બને છે